હાં રમીલાબેન બોલે હાં આપણે તમારે પેલી બહાર જે કચરાની ડોલ હોય છે ને એ અમાર બાજુ તમારે બહુ નહીં મૂકવાની નહીં એમાં બધો કચરો છે ને ઢોળાઈ જાય છે અમારી બાજુ હાં અને ને નીચે જે પેલું કૂતરું હોય છે ને એ એ પણ તમે જે નાંખો છો એ ઉપર રોટલી લઈને આવે છે ને તો અમારે બધું બગાડે છે હાં બરાબર હાં પણ હવે એવું બધું ધ્યાન રાખજો હો એવું બધું અને તમારે છોકરાઓ બધાં છોકરાઓને બધું કહી દેજો હોં કે આ બાજુ કચરોને બધું નાંખે નહીં બરાબર હાં હાં એવું છે એમ અહં અહં બરાબર બરાબર બરાબર હાં તો જોઈ લઈશું ચલો બરાબર છે હોં ઉપર જઈને જોઈ લઈશું હોં હો હો હાં